મેં ખાવાનું ઓર્ડર કર્યું હતું હજુ સુધી ખાવાનું આવ્યું નહીં પંદર મિનિટનો ટાઇમ બતાવતું હતું અડધો કલાક થઇ ગયો છે હજી સુધી ખાવાનું નથી પહોંચ્યું તો હવે શું કરવું જોઈએ મારે સવારથી કશું ખાધું નથી તો બને એટલું જલ્દી તમે તમારું પાર્સલ ઘરે પહોંચાડો પ્લીઝ